શાળા એ મુખ્યત્ત્વે અત્યારે એક પ્રકારનો ધંધો થઇ ગયો છે એમ કહી શકાય છે અહીંયા વિષયો તો ખૂબ ઓછા અને ખોટા લાગે છે તેમ છતાં બી ભણતરનો ખર્ચ ફાવું બહુ વધારે છે બહુ વધારે છે શિક્ષકો સારા કે ન સારા એ તો બહુ લગની વાત છે પણ શાળાઓમાં મુખ્યત્ત્વે છે વિષયો છે એને લગતા વાત કરીએ તો વિષયોમાં પહેલાં જેમ પૌરાણિક રીતે જેમ ભારત જ્ઞાનથી ઓળખાતું હતું અને ચાણક્ય ને તક્ષશિલા ને આવા બધા વિશ્વ વિખ્યાતિત વિદ્યાલયો હતાં એની દૃષ્ટિએ અત્યારે જે ભારત છે તે અત્યારે ભારતની શિક્ષણ નીતિ માં ઘણો બધો ફેર છે અંગ્રેજો આવ્યા અને તેમની આ શિક્ષણ નીતિ હજુ બી એ લગાડતા ગયા છે પણ ભારત પાસે જે જગ વિખ્યાત જે શિક્ષણની નીતિ હતી તે અત્યારે નથી રાખવામાં આવતી પહેલાં ઋષિમુની અને જે બધા જ્ઞાની પુરુષો હતા તેનું મહત્ત્વ હતું અત્યારે જ્ઞાનનું મહત્ત્વ ખૂબ ઓછું જોવા મળે છે અત્યારે જેમ નેતાઓ ભ્રષ્ટાચારો અને રાજનીતિ દળો એનું વર્ચસ્વ વધે છે આમ આવી રીતે શિક્ષણ નો જે પાયો તરીકે ગણાય જ્ઞાન એ વસ્તુ ખોટી લાગે છે આમ ઘણાં બધાં કારણો આની સાથે સંકળાયેલાં છે વિષયો જોવા જાઈએ તો ભૂગોળ હિસ્ટ્રી છે સંસ્કૃત ગુજરાતી છે અંગ્રેજી છે આવા જે વિષયો છે ગુજરાતી જે પણ પ્રદેશની ભાષા હોય એમને પ્રથમ સ્થાન મળવું જોઈએ પણ એવું હોતું નથી ઘણી વાર એનાથી વિરુદ્ધ થાય છે લોકોને એવું લાગે છે કે એમનું બાળક ઇંગ્લિસ શીખી લેશે તો મહારથ હાંસલ કરી લેશે પણ અત્યારે એવું અવેલેબલ નથી ત્યાંના લોકો ગુજરાતી કેમ નથી શીખતા આ એક મોટો પ્રશ્ન એટલે જરૂરી નથી કે અંગ્રેજી ભાષા શીખવી એ આપણો ધ્યેય હોવો જોઇએ ગુજરાતી એ આપણા માટે ઇનફ છે અને આમ જોવા જઈએ અત્યારે સરકારી શાળામાં મોટે ભાગે લોકો કાં આવતા ના હોય કાં રજા ઉપર હોય આવા બધા એમના પ્રશ્ન હોય ભણાવે તોય સાવ ઓછું થતું જાય છે એમનું અને શિક્ષકોને પણ જે હોંશિયાર વિદ્યાર્થી એ તો ખરું જ પણ જે અભણ બાળક છે એના ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ ગેસ છે જે હોંશિયાર વિદ્યાર્થી છે એ તો એનું પૂર્ણ કરી લેશે પણ જે નબળું વિદ્યાર્થી છે તેમને પ્રોત્સાહન કરવો જોઈએ એના એના ઘરે જઈને એમને પૂરતું શિક્ષણ મળવું જોઈએ તેનાં લીધે એમનામાં સર્વાંગી વિકાસ થાય આવું બધું શિક્ષકોને ધ્યાન રાખવું જોઇએ કેમ કે શિક્ષણમાં અને શાળામાં ઘણાં એવા સારા વિદ્યાર્થી જીવનનું ઘડતર થાય થાય છે ત્યાંથી જ દેશને નવા નવા વિચારો વ્યક્ત અને નવા યુવાનો પ્રગટ અને મળે છે